ગુજરાતની એક પ્રાચીન હસ્તકલામાં એમ્બ્રોરોડરી કલાનો સમાવેશ થાય છે કલામાં વિવિધ પ્રકારના વર્ક એટલે કે ભરત ગૂંથણનો સમાવેશ થાય છે તેની અંદર ઘણાં વિવિઘ પ્રકારનાં ભરત ગૂંથણ કરે છે સાંકળી હોય છે ટાંકા હોય છે પાંદ જેવું વર્ક હોય છે તે બધાંની ઇન્ફોર્મેશન અત્યારની યુવા પેઢીને નથી હોતું યુવા પેઢી કરતા જે મોટી વ્યક્તિઓની ઉંમર છે મોટી વ્યક્તિઓ છે એની પાસે હજુ એ નોલેજ છે તો અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં એ વ્યક્તિ પાસેથી તેનુ નોલેજ મેળવીને કોઈ યુટ્યુબ વિડીયો બનાવીને અધરવાઇઝ કોઈ કોઈબી અધર સોસિયલ મીડિયા સોસિયલ મીડિયાના માર્કેટ થ્રુ તમે તેને રેકોર્ડ કરીને અત્યારના જે નવી જનરેશનની પેઢી છે યુવા પેઢી છે તેને માર્ગદર્શન કરી શકીએ છીએ જે હસ્તકલામાં ઘણીબધી બીજી કલાનો પણ સમાવેશ થાય છે એમરોડરી વર્ક અલાવા એ લોકો ઘણી બધી વિવિધ પ્રકારની જે પ્રક્રિયાઓ છે જેના દ્વારા તે પોતે બધી જ વસ્તુઓનો યુસ કરે છે